હા એટલે ગાઈડન્સ લેવા માટે મેં ફોન કર્યો છે તમને એટલાસ કન્સલ્ટી કન્સલ્ટન્સીમાં બોલો છો ઓકે હા મેં ટવેલ્થ પૂરું કર્યું છે અને મેં જીવવિજ્ઞાન લીધું હતું સબ્જેક્ટ મારું મારે બાયો ટેક્નોલોજીની એક યુનિવર્સિટીમાં ભણવા માટે જવાનું છે તો તમે એના માટે કહો ને કે કઈ સારી છે કયા સારા ઓપ્શન ઓપ્શનસ રહેશે એ પ્રમાણે તમે થોડું ગાઇડ કરો ને મને હં હા મારે બાયો ટેકમાં રિસર્ચરના તરીકે એડમિસન લેવું છે

તો કયા ડોક્યુમેંટ્સ ને એની જરૂર પડશે કોઈક ડોકયુમેન્ટમાં ચેંજીસ કે એવુ કંઈ કરાવવાનું હોય તો બી પ્લીસ કહી દો બરાબર બીજું શું જોઈશે

ઓકે તો મારું ટેન્થનું ને ટવેલ્થનું બેયનું સર્ટિફિકેટ જોઈશે એમ ને ઓકે ઓકે ટોટલ છ ડોક્યુમેંટ્સ છે ને

ઓકે થેન્ક યૂ